મારા જીવનમાં કોઈપણ શુભ પ્રસંગની શરૂઆત ઇષ્ટદેવને યાદ કરીને કરીશ ગણપતિ ભગવાન લક્ષ્મીજી શંકર ભગવાન વિષ્ણુ ભગવાન આ બધાને યાદ કરીને કરીશ અને શ્લોક હંમેશા સંસ્કૃતિને જાળવવા માટે શ્લોકથી શરૂઆત કરીશ કોઈપણ શુભ પ્રસંગની જેમાં વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નં કુરૂમેદેવ સર્વ કાર્ય સુસર્વદા દરેક ભગવાનને બિરાજમાન કરીસ મારા ઘરમાં દરેકને આહ્વાન આપીશ દરેકને નવડાવી ધોવડાઈશ દરેકને ફુલહાર ચડાવીશ દરેકને સુગંધીત કરીશ અને બધાને જે પણ સારા કર્મો ઘરમાં થવાના હશે એ બધાને ભગવાનને સાક્ષાત રાખી અને કરીશ અને પછી એમને પાછા એમના સ્થળે વિદાય આપીશ